નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું સાત લાખ અડતાળીસ હજાર છસો ઇઠ્ઠોતેર ત્રણ લાખ એકત્રીસ હજાર પાંચસો બાર સિત્તેર હજાર એકસો છન્નું બસો પાંચ